હેલો વરુણ સાહેબ હું એમ કેતો તો સાહેબ કે આપડી ગુડીયા હે ને ઈ બોવ બીમાર પડી ગઈ છે બે દિવસથી અને હું ડોક્ટર હું ડોક્ટર સાહેબ પાંહે એને લઈ ગયો તો ડોક્ટર સાહેબે કીધું એને ભારે ચિકનગુનિયા થ્યો છે અને ચિકનગુનિયા ના કારણે હમણે હવે હું હું બે દિવસ સુધી એટલીસ્ટ હોસ્પિટલમાં દાખલ કરી ને એની આજુબાજુ એક માણસ રાખવો પડશે અથવા તો નર્સ તો મારા પગારમાં તો નર્સ રાખી નહીં શકું સાહેબ તો એના કોઈ સારું છે

હા હા આભાર હા હા હા હા આભાર સાહેબ હા હા હા